હાં મે કાલે બુકિંગ કરાવ્યું હતું મારે ટ્રાન્સપોતેશન માટે જવાનું છે ટ્રાન્સપોટેશનમાં કાઈ કાલે બુકિંગ કરાવ્યું હતુંને તો એમાં શું છે અવેલેબલ

હાં ફાઇનલ જ છે

હાં હાં હાં હમ અને જમવાનીને એવી વ્યવસ્થા કઈ રીતે થાશે

હમ હાં

અને અહિયાં હાં યા આપણે પહોંચી જાઈએ સ્પોર્ટ્સ ઉપર પછી યા થી ક્યાં કયા સ્પોર્ટ્સ હશે ફરવા લાયક કંઈ જોવા લાયક સ્થળને એ કંઈક

હાં હાં હાં હાં

હમ હમ

અચ્છા ઠીક હઁ અચ્છા ઠીક વાંધો નહીં સારું